જેવી કે આપણાં ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ રમતો પૂર્ણ જ્યારે મોબાઈલ ટીવી નહોતી ત્યારે રમાતી હતી તે રમતો અત્યારના સમયમાં અડળી જવા માંડી છે ત્યારે મેં સરકારને પણ વિનંતી કરું વિનંતી કરું કે આ જ રમતોને પણ જેવો કે ખેલ મહાકુંભમાં આપણે ઘણી બધી રમતો રમાડીએ છીએ તે પ્રમાણે આનો પણ એક મહોત્સવ હોવો જોઈએ જેથી કરીને આ રમતને આપણે લુપ્ત થતાં અટકાવી શકીએ એમ કહેવા માગું છું પણ આ રમતોને રમાડવા માટે ઘણાં ઘણાં જિલ્લાઓમાં અલગ અલગ પ્રકારની રમતો હોય છે જે રમત રમાડતા રમાડતા આપણે રમાડવી જોઈએ અને તેને નંબર પણ આપવો જોઈએ પહેલો બીજો ત્રીજો એમ પ્રમાણે આપણે જે તે રમત રમાડીએ તે પ્રમાણે આપણે આ રમતને વિકાસ થાય એમ મને લાગે છે જયારે પણ જ્યારે પણ આ રમતનો નિયમ પણ એના એ પ્રમાણે ગામડાનાં પ્રમાણે જ હોય છે ત્યારે આ રમત આનો વિકાસ ઘણો ઘણો થાય અને લોકો સુધી પહોંચે અને જેવી કે લખોટી ગિલ્લી દંડા આના એક ઝાડ પરથી કૂદકો મારી રમત પછી ચોર પુલીસ પકડદાવ એમ ઘણી બધી રમતો હોય છે જયારે આ બધી રમતોને રમાડતાં રમાડતાં ઘણો ઘણો આનંદ પણ મળે છે અને લોકોને ડિપ્રેશનમાંથી પણ દૂર થઈ છે એટલે કે જો ટેન્શન હોય એમાંથી પણ દૂર થઈ છે અને લોકોને જે રમત રમીને આ ઘણા લોકો સ્વાસ્થ્ય પણ સારું હોય છે એમ જૂની રમતોને ઘણું મહત્ત્વ હોતું હોય જ્યારે સમયમાં ટીવી ટીવી મોબાઈલનો સમય નહીં હતો ત્યારે આ રમત ગામડાઓમાં ઘરે ઘર સુધી રમાતી હતી અને આ સમયમાં આ રમત આપણે ધીરે ધીરે ભૂલવા માંડ્યા છીએ અને આ રમતનો આપણે ઘણો એવો સારો સ્વાસ્થ્ય માટે હતી જે રમતોને આપણે ભૂલી રહ્યા છીએ અને ધીરે ધીરે આ રમત લુપ્ત ના આરે પહોંચી ગઈ છે જેનું આપણે ધ્યાન ધ્યાન રાખવાની જરૂર છે જ્યારે આ રમતોને ભૂલી જઈશું તો આપણે પરંપરાગત રમતોનો વિકાસ થતો નથી અને આપણે ધીરે ધીરે આ રમતોને આપણે લુપ્ત થતા અટકાવવા માટે સરકારે પણ પ્રયત્ન કરવો જોઈએ અને આપણે બધાએ મળીને સાથે મળીને આ રમત એક ઉત્સવ ઉજવવો જોઈએ કે જેવો કે ખેલ મહાકુંભ હોય એમ આનો પણ પરંપરાગત રમત ઉત્સવ મનાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને આમાં સરકારે પણ થોડું ઘણી મદદ કરવી અને જે રમતવીર છે તેઓને પ્રોત્સાહન મળે તે માટે પ્રોત્સાહન મળે તે માટે પ્રયત્ન કરવો જોઈએ એટલા માટે જ માટે જ મારે વિનંતી કરું છું અને સરકારને પણ જણાવું છું કે આ રમતોને પણ ધ્યાનમાં આપવું જોઈએ જેવી રીતે આગળના સમયમાં લોકો આ રમતો રમીને ઘણા એવા ઘણા એવો ઘણાં એવાં સ્વાસ્થ્ય અને તે લોકોની તબિયતમાં પણ ઘણો સુધારો હતો અને આજના સમયમાં નાનાં નાનાં બાળકોથી માંડીને ટીવી મોબાઈલ જેવાં આધુનિક જમાનાનાં સાધનો વડે રમત રમે છે તે એનાથી જ આ ટીવી મોબાઇલ ઇલેક્ટ્રિક વસ્તુ વિડીયો ગેમના લીધે આ રમતો ધીરે ધીરે ભુલાઈ ગઈ એમ મને લાગે એટલે એના રમાડવા માટે જે આ રમત રમાડે તો નાનાં બાળકો આ મોબાઈલ ટીવીથી પણ દૂર રહી શકે અને તેના સ્વાસ્થ્ય માટે પણ સારું છે એમ મેં મારું માનવું છે અને ઘણાં લોકોને સુધી આ વાત પહોંચાડવું જોઈએ અને ધીરે ધીરે ગામડાઓનાં સ્કૂલોમાં પણ આ રમતની આ રમત રમાડવાની શરૂઆત થાય તો આ વિકાસ ઘણો થાય આ રમતનો એમ મને લાગે એટલા માટે સ્કૂલ પાઈમરી લેવલથી જેમ કે પહેલાં ધોરણનું બાળક ભણવા જાય એવી જ રીતે આ રમતો પણ એ લોકોને શીખવાડવા જોઈએ કે પહેલાં આપણાં ત્યાં આવી રમતો રમાડતા હતા અને હવે આપણે ભૂલી રહ્યા છીએ એટલા માટે આ રમતો પણ ધીરે ધીરે ક્લાસમેટ સાથે જોડાવા જોઈએ અને આ રમતોને ત્યારે જ વિકાસ થશે કે જ્યારે આપણે નાનપણથી જ બાળકોમાં આનો પ્રભાવ હોવો જોઈએ જેથી આ બાળકોનો આ રમતો ભૂલી ના શકે